હાં જી મેડમ ગુડ આફ્ટરનુન હાં જી મેડમ બોલો અચ્છા તીથલમાં ફરવું છે મેડમ હવે તમારે મંદિર પ્લેસ વિઝિટ કરવા છે કે કોઈક આમ પ્રવાસી સ્થળ વિઝિટ કરવા છે હાં તો પેહલા જે આપણે ધાર્મિક સ્થળો છેને તો તેમાં અહિયાં આપણે તડકેશ્વર જૂનું મંદિર છે તડકેશ્વર મહાદેવજીનું મંદિર છે પછી અહિયાં જૂનુંમાં જૂનું સાઈબાબાનું મંદિર છે પછી તીથલમાં એ પણ તીથલમાં છે આ તડકેશ્વર જે મંદિર છે એ શિવજીનું એ અબ્રામરા વિસ્તારમાં છે વલસાડ મેઈન હાઇવેથી આપણને એક બે કિલોમીટર થાય અને તિથલ છે એ તમને ત્રણથી ચાર પાંચ કિલોમીટ ર થશે અને સ્વામિનારાયણ મંદિર પણ છે એ બંને એક આજુબાજુમાં જ મંદિર આવેલાં છે ભાડું મેડમ હવે ક્યાંથી આવશો એ તમારા ઉપર ડીપેન્ડ છે તમે શેમાં આવો એ વિલ્સન હિલ છે અને મતલબ વિલ્સન હિલ છે પારનેરા ડુંગર છે

તમારે ગાડી જોઈતી હોય તો મેમ મને તમારા કોન્ટેક્ટ ડિટેલ અને તમારું આધાર કાર્ડ આપવું પડશે એ પ્રમાણે અને જે ડ્રાઇવિંગ કરવાનું છે એનું ડ્રાઇવિંગ લાઇસન્સ જોઈશે તમારે મેમ હાઇવેથી આવ હાઇવે છે જે વલસાડ હાઇવે વલસાડ ચાર રસ્તા હાઇવે પર જ આપણી શોપ છે ત્યાં તમને જે અમારો માણસ છે એ તમને લઈ જશે અથવા તો તમને ગાડી જોઈતી હોય તો એ પણ મળી જશે ભાડેથી એ રીતનું થશે મેમ તમારે થોડા શાંતિથી જો ફરવું હોય તો તમારે સાંજ સુધી રાત સુધીનો ટાઈમ જશે જે તમારે ફટાફટ વિઝીટ કરવું હોય તો તમારે બપોર સુધી પતી જશે એ તમાર એ તમે બુકિંગ કરાવશો એની ઉપર આધાર મળી જશે તમને જો તમે તમે તમાર રીતે પેમેન્ટ કરવાનું હોય તો એ રીતે અને અમારે રીતે પેમેન્ટ કરવાનું હોય તો એ રીતે પેમેન્ટ કરવું પડશે

હાં હાં મેડમ એ થઈ જશે જ્યારે તમે બુકિંગ કરાવો એની ઉપર તો જે ઓફર જે ચાલતી હશે તે ટાઈમે તે તમને ઓફરનો લાભ મળી જશે હા હા ચોક્કસ